હું મારા જન્મદિવસના દિવસે સવારે વહેલાં ઉઠીને સૌપ્રથમ તો અમે પહેલાં મંદિર જઈએ છીએ જેનાં લીધે આપણું આખું વર્ષ સારું જાય ત્યારબાદ અમે ઘરે આવીને જે પરિવારના સભ્યો છે તેમની સાથે થોડો સમય પસાર કરીએ છીએ ત્યારબાદ અમારાં ઘરની નજીક જ એક અંધજન મંડળની શાળા છે જ્યાં નાના નાના અંધ બાળકો છે એ અંધ હોય અને અપંગ હોય ને એ હોય અસ્થિર મગજના એ એમની શાળા છે તો તેમને મારો સરસ એક અનુભવ તમને કહેવા માગું છું તો એ શાળામાં નાના નાના બાળકો છે એમની સાથે સમય પસાર કરવો મને બહુ ગમ્યો અમે ત્યાં ગયા એમનાં માટે જમવાનું નાસ્તો ચોકલેટ ને એવું લઈને એમને બધાને આપી એમનાં મોઢા પર જે ખુશી જોઈ એ મને ખૂબ જ ગમી તો એ મારો અનુભવ બહુ જ સારો હતો આપણે આપણી જે ખુશી છે એ બીજાની સાથે જેટલી વહેંચીશું એટલી વધશે એમનાં મોઢા પર ખુશી જોઈને મને પણ ખુશી થઈ આવી રીતે મેં મારો જન્મદિવસ છે એ ઉજવ્યો આપણે આપણી જે ધ્યેય પ્રાપ્તિ હોય જન્મદિવસ હોય કે લગ્ન હોય કે એવો કોઈ સારો સારો જે આપણો દિવસ છે એ જેને જરૂરિયાતવાળા વ્યક્તિઓ હોય બાળકો હોય એ બધાની સાથે ઉજવવામાં આવે તો એમને પણ ખુશી થાય અને આપણને પણ ખુશી થાય આ મારો અનુભવ ખૂબ જ સારો હતો ત્યારબાદ અમે ઘરે આવીને મારા જે ફેમલીના સભ્યો છે એમની સાથે મેં ટાઈમ પસાર કર્યો ત્યારબાદ અમે એક જગ્યાએ ફરવા ગયા ત્યાં જ અમે જમ્યા પણ જમી લીધું ત્યારબાદ અમે થોડી ફોટોગ્રાફી કરી વિડિઓ બનાવ્યા અને જે મારો જન્મદિવસ હતો તેની અમે યાદો છે એ મૂલ્યવાન બનાવી આવી જ રીતે મેં મારું જે મહત્ત્વપૂર્ણ ઘડીઓ હતી ઉજવી એ પળો અમે યાદગાર બનાવી છે